બોલો બોલો કેમ યાદ કર્યાં હેં હેં

પોલીસે તમને લઈ ગયા કે ખાલી કીધું છે એફઆઇઆર દર્જ કરી હમ હં હમ હમ હં હં તો પોલીસને હવે પોલીસ પાસે ન જતા હવે એને એવું કહેજે કે હું મારા વકીલની હાજરી સિવાય નહીં વાત કરું તમારા જોડે કહી દેજો અચ્છા તો તમે ક્યાં આગળ પોલીસ સ્ટેસન છો કે ઘરે જ છો હમ હમ હા હા ના આ બરાબર અને એના વિના કોઈ જવાબ દેતા નહીં પોલીસને હુ હાલો તમે પોલીસ સ્ટેસન આવું છું

હા હા હવે ચિંતા ન કરો હું આવું જ છું તમે કયા પોલીસ સ્ટેશને છો હા બસ તો પછી મારી થતા પચ્ચીસ વીસ મિનિટ જેટલું થશે વીસ પચ્ચીસ મિનિટ જેટલું તો હું ત્યાં પહોંચું ત્યાં સુધી તમે પહેલાં મારે મામલો તો સમજવો પડશે ને હા પહેલો મામલો હું સમજું પી એફઆઈઆરની કોપી ને બધું લઉં ને પછી હું કરું મેં એમ કીધું હા મળીએ હાલો હોં હં